ભારતમાં ઘણાં બધા પ્રકારનાં વ્યાન વાહન વ્યવ વ્યવહારોની વ્યવસ્થાઓ છે કે જેમાં ખાસ કરીને રોડ માર્ગ છે રેલવે માર્ગ છે હવાઇ માર્ગ છે તેમજ દરિયાઇ માર્ગ જે છે રેલવે માર્ગ ઉપર ટ્રેન તેમજ ગુડ્સની ટ્રેનો દોડે છે તો ગુડ્સની ટ્રેનોથી આપણે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર મોટા પ્રમાણમાં આપણે ફેરવી શકીએ છીએ તેવી જ રીતે વાત કરીએ બાય રોડ તો રોડ ઉપર ઘણી બધી ટ્રક્સ બસો યાતાયાતનાં સાધનો જોવા મળે છે જેમાં ટ્ર્કસ લોરીથી આપણે સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન મોકલી શકીએ છીએ તેમ જ લોકોને પણ મુસાફરી કરાવી શકીએ છીએ એક સામાનને બીજી જગ્યાએ મૂકવા માટે નાનાં મોટાં ઘણાં બધા પ્રકારનાં વાહનો જોવા મળે છે ભારતની અંદર આજે આપણે વાત કરીએ તો હજારો કિલોમીટર સુધી રોડ પથરાયેલા છે તેમજ લાખો કિલોમીટર સુધી રેલવે માર્ગ પણ પથરાયેલા છે તેવી જ રીતે ભારતની અંદર દરેક જગ્યાએ ઘણાં મોટાં મોટાં નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાનાં હવાઇ મથકો આપણને જોવા મળે છે આ હવાઇ મથકો દ્વારા આપણે લોકોને એક દેશમાંથી બીજા દેશમાં તેમ જ લોકલ દેશમાં પણ આપણે મુસાફરી કરાવી શકીએ છીએ હવાઇ માર્ગ દ્વારા અં કાર્ગો મોટાં મોટાં કાર્ગો મોટાં મોટાં પ્લેનો દ્વારા સામાન એક જગ્યાએથી દેશ વિદેશમાં આપણે મોકલી શકીએ છે એવી જ રીતે જળમાર્ગની વાત કરીએ તો મોટાં મોટાં પ્રકારની સ્ટીમરો તેમજ વહાણો અ જળ વ વ્યવહારમાં ચાલે છે જેમાં આપડે ખૂબ મોટા જ પ્રમાણમાં કોઇપણ વસ્તુ જે છે એક દેશમાંથી બીજા દેશમાં આપણે એક્સપોર્ટ કરી શકીએ છે તેમજ ઇમ્પોર્ટ પણ કરી શકીએ છે વાત કરીએ આ ક્ષેત્ર ઉપર તો ભારત ઉપ ભારત માટે આ ક્ષેત્રમાં ઘણી બધી ઉજ્જવળ તકો આપણને જોવા મળે છે કેમ કે હવાઇ માર્ગ દ્વારા આપણે કોઇપણ કાર્ગોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ તાત્કાલિક ધોરણે પહોંચાડી શકીએ છે એવી જ રીતે રેલ્સ છે તો રેલવેમાં પણ ગુડ્સ ટ્રેનમાં આપણે ઘણીબધી વસ્તુઓ પહોંચાડી અને સારું એવું અર્થતંત્ર આપણે પેદા કરી શકીએ છે તો આવી અનેક પ્રકારની તકો છે એ ભારતમાં જોવા મળે છે